હું એક વિદ્યાર્થિની વાત કરી રહી છું તમે મને એ જણાવી શકો કે પાનકાર્ડ કઢાવવા માટે શું કયા કયા જરૂરી દસ્તાવેજો છે અને શું પ્રોસેસ કરવી પડે છે જેનાથી હું આધાર કાર્ડની જેમ મારું પાનકાર્ડ પણ મેળવી શકું હાલમાં જ મારા અઢાર વર્ષ પૂર્ણ થયાં છે તો તમે મને યોગ્ય માર્ગદર્શન આપો તથા પૂર્ણ માહિતી આપો કે કઈ રીતે શું પ્રક્રિયા હાથ ધરવાની છે જેના લીધે હું સરળતાથી ઝડપી તથા યોગ્ય ટાઈમમાં કોઈપણ ભૂલ વિના મારું આધારકાર્ડ જેવી રીતે મને મળી ગયું છે તેવી રીતે હું મારું પાનકાર્ડ મેળવી શકું છું